મેં નવું ઘર લીધું છે જેની માટે મારે નવા ટીવી લેવાની જરૂરિયાત છે જે સેમસંગ થર્ટી ટુ ઇંચ એલ ઇ ડી ટીવી છે જેની દુકાન પર પ્રાઇઝ પચીસ હજાર રૂપિયા છે જે મેં ઓનલાઈન બધી વેબસાઇટ પરથી સર્ચ કરીને સર્વે કરીને જોયું તો મને ખબર પડી કે ઓનલાઈન વીસ હજાર પ્રાઇઝ છે તો એનું મેન્ટેનસ ચાર્જ ગેરંટી વોરંટી રિપ્લેસમેન્ટ બધીની સુવિધા કેટલી છે અને કેવી રીતે છે પ્લસ ડિલેવરી ચાર્જ કેટલો લાગશે તે અને કેટલા દિવસમાં મારા ઘરે એ નવું ટીવી આવી જશે એની જાણકારી મારે જોઈએ છે